હલો જયેશભઈ આ આપણે પેલું પીએમકેવાય એ જ ને હા હા એટલે સાહેબ મેં ત્યાં અરજી કરી હતી હા એટલે પંદર દિવસ જેવું થઈ ગયું છે હા પણ ત્યાંથી હજી કાંઈ મને મેસેજ કે ફોન કે એવું કાંઈ આવ્યું નથી કે ભાઈ તમારા ક્લાસ આટલી તારીખથી શરૂ થશે કે તમારે આટલા હજી કાંઈ બીજું કઈ આગળ કાંઈ પ્રોસેસ હોઈ તો ઈ હજી કાંઈ ફોન કે મેસેજ આવ્યો નથી હા પણ સાહેબ પંદર દિવસ થઈ ગયા ને હા મેં પંદર તારીખે કર્યું હતું હા ગઈ પંદરે કર્યું હતું હા ના સાહેબ નંબર ને બધુંય સાચું જ હતું મેં પાછો હમણાં જ પાછું રિચેક બે વખત પહેલા ફોન કર્યો તો પણ તમે કઈ ઉપાડ્યો નહીં

પણ સાહેબ એવું ન ચાલેને સાહેબ હવે મારે હમણાં એક્ઝામ આવી જશે મારે ક્લાસ એની અત્યારે ફૂલ જરૂર છે

આ મારું હા આઈડી હા નંબર છે હા આઈડી હા

રોહનભાઈ હા મારું નામ રોહનભાઈ પટેલ

ખાતા નંબરમાં પંચ્યાશી ઝીરો બે હા બસ હા રોહનભાઈ પરેશભાઈ હા તો સાહેબ કલાસનું કરો જલ્દી આ એક્ઝામ આવી ગઈ છે મારે હવે

હા કાંઈ વાંધો નહીં હું તો સાહેબ કાલે ઓફીસ આવું બરાબર હા એ હા